ખે ખેડા જિલ્લામાં સ્થાનિક રહેઠાણો માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે નવાં મકાનો બંગલોસ સોસાયટી અને ફ્લેટો બની રહ્યા છે નવા ઘરનું ભાડું પંદર હજારથી સ્ટાટિંગ છે કામ શિક્ષણ માટે આવતા લોકો માટે આવાસના પૂ ના પૂરતા વિકલ્પો ઉપલબ્ધ છે હાઉસિંગમાં માર્કેટ અને રિયલ એસ્ટેટ પલાણો છે ઘણા બધા દલાલો છે ટુ બીએચકે મકાનનું પંદર હજાર ભાડું છે